હલો એ નમસ્તે સર એચડીએફસી બેંકમાંથી વાત કરો છો એ સર મારે એક એકાઉન્ટ ઓપન કરાવવું છે તો એની બધી પ્રક્રિયા મને સમજાવશો મારે બિઝનેસ છે એટલે મારે કરંટ અકાઉન્ટ ખોલાવવું છે હ હ હાં હાં બિઝનેસમાં એ કરંટ એકાઉન્ટ હાં હા બોલો

હ હ હહ હ હ હહ હહ હહ હાં કરીએજ ને સર

હહ હહ હહ હ હ હ અને હહ અટલે મારે જો એમ નહીં હા તો એતો બધું છે જ ને આપણે મારે એટીએમ જોઇશે રેડી એટીએમ અને ચેક બુક રેડી ડેલીની લીમીટ કેટલી રહેશે કેમકે ભાઇ એટીએમ માં મારે તો ચેક બુકથી તો ઓછા વહેવાર થતાં હોય અને એટીએમથી એટીએમની મીનીમમ લિમિટ કેટલી હશે

ડેલી ઉપાડી શકો અથવા એટીએમથી જમા કરાવી શકો અચ્છા અને પછી ભાઈ સમયાંતરે ભાઈ એમાં ક્યાંક પેલું શું કંઈ અરે આ નામ ભુલાઈ ગયું હા સર્વિસ કેવી છે કેમકે ભાઈ મારે બીઝનેસ છે મારો રેડી એટલે મારો ખૂબ ડેવલોપેડ બિઝનસ છે પછી મારે ઓન ધ ટાઈમ અમુક સર્વિસ જોઈતી હોય રેડી પછી એમાં તમે એમાં લેટ કરો અથવા મારું ચ હહહ ઓકે થેન્ક યુ સર